મારા વિસ્તારમાં વારંવાર જોવા મળતાં એવાં પક્ષી હું જ્યારે મારા ઘરથી જંગલ તરફ જવા નીકળું છું ત્યારે મને મારું મનગમતું પક્ષી એટલે મોર મને જોવા મળે છે અને હું એને બહુ જ પસંદ કરું છું જ્યારે વરસાદ ખળખળાટથી વરસાદ આવતો હોય અને વીજળી ચમકે અને વરસાદ વરસતો હોય ત્યારે મોરલાના ટહુકાથી મારું મન મોહી જાય છે અને હું ત્યાર પછી બહુ જ ખુશ થઈ જાઉં છું અને મારો મોબાઈલ લઈને હું ત્યાં જાઉં છું અને રેકોર્ડિંગ કરું છું અને મોરલાનો અવાજ રેકોર્ડિંગ કરીને મને બહુ જ મજા આવે છે અને બહુ સારું લાગે છે મોરલા મારા ગામની નજીક એક સરસ મજાનું જંગલ છે સાતસોથી આઠસો એકરમાં ફેલાયેલું જંગલ એમાં હું ધીરે ધીરે મારા ગામમાં ફરવા જંગલ માટે ફરવા માટે નીકળું છું ત્યારે જંગલના પહાડ પર ચઢીને પહાડ ઉપર ચઢીને જ્યારે હું હું જોઉં છું ત્યારે મને તે દેખાય છે પક્ષી મને મારું મનગમતું તે પક્ષી છે અને આ પક્ષીને જોવા માટે ગામ ગામ ગામ અને જિલ્લા જિલ્લાથી ટુરિસ્ટ લોકો જોવા માટે આવે છે તેઓ મારા મારા ગામની નજીક તળાવ છે ત્યાં આવીને જુએ છે અને એટલું સરળતાથી સારું લાગે છે અને બહુ જ મજા આવે છે